શું તમે ઈચ્છો છો કે અખબાર કે રેડિયોમાં ઘરની મહિલાઓ માટે વિશેષ વિભાગ હોય શું મહિલા વિશે કોઈ કાર્યક્રમ સામયિકો અથવા કૉલમ છે હા છે ને પહેલે તો લગભગ તો એક રેડિયો કાર્યક્રમ આવે છે મહિલાઓ માટે જે સખી સહેલી એવો કંઈક કાર્યક્રમ છે બપોર વચાળે અઢી ત્રણ વાગે આવે છે તેમાં ઓન્લી ફોર મહિલા જ કોલ કોલ કરતી હોય છે સખી સહેલીમાં એની જમવાની જમવાની રસોઈની ટીપું આપતી હોય છે કે ફલાણું રસોઈ બનાવવી હોય તો તમે આટલી આટલી વસ્તુ ભેગી કરી રાખો મહિલાઓ માટે એ એક કાર્યક્રમ હોય છે બીજો એક બીજું એક આપણે અખબાર છાપા આવે છે એ ગુજરાત સમાચાર છે સંદેશ છે કાં એવા કાંઇક ઘણાંય છાપા આવે છે એમાં પણ એવી એક કૉલમ આવે છે જે શુક્રવારે અને કા બુધવારે એમ આવે છે એમાં શુક્રવારે એક સહિયર નામની એની પૂર્તિ આવે છે સહિયરમાં મહિલાઓ માટેનું ઘણું બધુ જ્ઞાન આપે છે કે જે મહિલાઓ મહિલાઓને લગતા જે કાંઇ પ્રશ્ન હોય એ ઉકેલે છે સહિયરમાં ને એમાં અને મધુરિમામાં એવું કાંઈ આવતું હોય છે કંઈ એટલે મહિલાઓમાં અટલે મહિલાઓને માર્ગદર્શન મળે એટલે રેડિયો અખબાર એવી ઘણી કોલમો આપતાં હોય છે કે તમે અત્યારે સ્ત્રી અને પુરુષ બેય એકસમાન ગણાય છે અત્યારે પહેલાં જે જમાનામાં મહિલાઓને પછાત ગણવામાં આવતાં તા કે મહિલા કાંઈ કરી શકે નહીં અત્યારે મહિલાનું વર્ચસ્વ એટલું બધું છે કે અવકાશમાં પણ અત્યારે છે અવકાશમાં ચંદ્ર ઉપર પહોંચી ગયેલા છે અને પાયલોટ પણ છે પ્લેન ચલાવી શકે છે ટ્રેન ચલાવી શકે છે બાઇક ચલાવી શકે છે એટલે મહિલાને પ્રોત્સાહન કરવા માટે ઘણાં બધા ઉપકરણો છે એ અત્યારે ઘરે ઘરે મોબાઈલ થઈ ગયા છે મોબાઈલનાં માધ્યમથી પણ એ લોકો બહુ જ આગળ વધી ગઈ છે મહિલાઓ શિક્ષણ જોઈતું હોય શિક્ષણ શિક્ષણમાં પણ મહિલાઓ આગળ છે અત્યારે મારા મંતવ્ય પ્રમાણે એને મહિલાઓને આગળ કરવા માટે જે નાના મોટા કાર્યક્રમ દેવા જ જોઈએ કે કે પ્રોત્સાહન મળે દીકરી ઘરનો દીવો દીવો છે દીકરી હોય કે વહુ હોય કે પછી કોઈપણ જાતની સ્ત્રી ને પ્રોત્સાહન મળે એવા કાર્યક્રમ થવા જોઈએ